ઓમ ઓમ શાંતિ મિત્રો યોગ યોગ વિશે તો જેટલું કહીએ એટલું ઓછું છે કારણકે એક જે આપણે કહેવાય કે મુદ્રા લેખ છે કે કરો યોગ રહો નિરોગ બરાબર છે કોઈપણ એવો રોગ નથી કે જે યોગ દ્વારા ક્યોર ના કરી શકાય આપણને જ્યારે શરીરમાં કોઈ રોગ થાય તો આપણે એની દવા લઈએ એની સારવાર લઈએ અને એ રોગને દૂર કરવાની કોશિશ કરીએ જ્યારે યોગ છે ને એ એવી પ્રણાલી છે એની અંદર કે યોગ યોગ દરમિયાન આપણાં શરીરની જે આખી સિસ્ટમ હોય છે ને જે બોંતેર હજાર નાડી છે આપણાં શરીરને એ બધી નાડીઓ શુદ્ધ થઈ જાય છે અને જે રોગનું મૂળ કારણ છે ને એ કારણને જ એ જડમૂળમાંથી નષ્ટ કરે છે જેથી પછી યોગને આપણાં શરીર અંદર રહેવાનો કોઈ ચાન્સ જ રહેતો નથી બરાબર છે એટલે એ નાડી ને શુદ્ધ કરે છે યોગ દ્વારા જે આપણાં શરીર અંદર સાત ચક્રો છે એ સાત ચક્રો પણ એક્ટિવેટ કરી શકાય છે હું જો મારો જાત અનુભવ કહું તો આ બે હજાર બે હજાર ચારની અંદર મને બ્રેસ્ટની અંદર રાઇટ બ્રેસ્ટની અંદર શિષ્ટ થએલી એ ફાઇબ્રોડ હતી નોર્મલ શિષ્ટ હતી ઓકે તો એની મારે સર્જરી કરાવેલી કરાવવી પડેલી ત્યાર પછી આ બે હજાર સાતની અંદર ફરી પાછું લેફ્ટ બ્રેસ્ટની અંદર સેમ પ્રોબ્લ્મ ક્રિએટ થયો તો પછી કાંઇ વારે ઘડીએ ઓપરેશન કરાવવું એ તો યોગ્ય નથી પણ એ દરમિયાનમાં ખબર નહીં કે કુદરતના સંકેત દ્વારા કે ટીવીની અંદર આજે ત્યારે એ દરમિયાનમાં આસ્થા ચેનલ ઉપર રામદેવજી મહારાજના યોગાને એ બધું જોઈ અને મેં યોગ કરેલા સોરી એ યોગની અંદર કપાલભાતી અનુલોમ વિલોમ ભ્રામરી ઉદગિજ આ બધા પ્રાણાયામ કરી માત્ર આ પ્રાણાયામ રેગ્યુલર હું દોઢ કલાક સુધી ત્રણ મહિના મેં કરેલા રોજ સવારે અને ત્રણ મહિના પછી જે હરિદ્વારમાં જે આપણે પતંજલિ આશ્રમ છે રામદેવજી મહારાજનો ત્યાં ગયેલાં અને ફરી પાછા રિપોર્ટને બધું કરેલું તો ત્યારે એ બધા રિપોર્ટ બિલકુલ નીલ આવેલા નહીં કોઈપણ પ્રકારની ફાઇબ્રોડ શિષ્ટ કે કાંઇપણ પ્રકારનું નહીં બધું ત્રણ મહિનામાં ક્લિયર થયેલું તો તમે વિચાર કરો આ યોગ છે એ માણસને નવું જીવનદાન આપે છે કેટલા પ્રકારની સર્જરીમાંથી એને મુક્તિ અપાવે છે કારણકે આપણી અંદરની બોડી સિસ્ટમ છે એ જ આખી ક્લીન થઈ જાય છે એ બધી નાડીઓ શુદ્ધ થઈ જાય છે બરાબર છે અને શરીરમાં જે હોર્મોન્સનું બેલેન્સ રહેવું જોઈએ એ બેલેન્સ છે ને એ યોગ દ્વારા થઈ જાય છે જ્યારે દાખલા તરીકે આપણને ઊંઘનો કે પ્રોબ્લમ હોય તો એ દરમિયાન આપણે અનુલોમ વિલોમ કરીએ કે ભ્રામરી ભ્રામરી પ્રાણાયામ કરીએ તો એનાથી આપણું મગજ છે એ શાંત થાય છે અને અનિંદ્રાની તકલીફ પણ દૂર થાય છે જ્યારે પાચનની તકલીફ હોય શરીરમાં પેટની તકલીફ હોય એ દરમિયાનમાં આપણે કપાલભાતીએ પ્રાણાયામ છે એ બેસ્ટમાં બેસ્ટ ગણવામાં આવે છે બરાબર પછી પ્રણાયામ એટલે યોગ એટલે યોગની અંદર પ્રાણાયામ પણ આવી જાય અને શારીરિક જે કસરતો હોય છે એક્સાઇઝ એ પણ આવી જાય છે તો જેનાથી ફૂલ બુડી મુમેન્ટ એક્સરસાઇઝની અંદર થાય છે જેથી આપણું શરીર પણ એકદમ એની અંદર લચીલાપણું વધે છે અને યોગ દ્વારા આપણને આપણી આંતરિક શુદ્ધિ થાય છે અને યોગથી આપણું તન અને મન બંને પવિત્ર થાય છે કારણકે એ યોગ છે ને એ આપણાં શરીરને આપણાં આપણાં મનને ઈશ્વર સાથે એનું સીધું જોડાણ થાય છે અને જ્યારે આપણું ઈશ્વર સાથે જોડાણ થાય ત્યારે તો પછી કોઈ બીજો ઇસ્યુ રહેતો જ નથી બરાબર છે એટલે આ યોગ છે એ યોગ ભગાવે રોગ દરેક વ્યક્તિ માટે કોઈપણ ઉંમર હોય નાની ઉંમર હોય મોટી ઉંમર હોય કે પછી વૃદ્ધો હોય બધા માટે યોગ તો ખૂબ જ જરૂરી છે અત્યારે ઠેરઠેર એક જ ગામની અંદર કેટલી જગ્યાએ સવાર સવારમાં યોગ ચાલુ હોય છે કેટલા કેટલા એના માટે યોગ શિક્ષકો નીમવામાં આવ્યા છે એ યોગ શિક્ષકોને અમુક દિવસો તાલીમ આપી અને પછી એને યોગ શિક્ષકની પદવી આપી અને એના હાથ નીચે રોજે ઘણા બધા યોગીઓ આવી અને યોગ કરતા હોય છે અને પોતાનાં તન અને મનને સ્વસ્થ રાખતા હોય છે એટલે ફરી પાછું હું મેં તમને મારો અનુભવ તો શેર કર્યો જ અને હું તમને પણ એવી અપીલ કરીશ કે કરો યોગ અને રહો નિરોગ